આપણે અત્યારે જોઈએ છીએ કે ટેકનોલોજી એટલી બધી વધી રહી છે અને લોકો લખવાનું છોડી રહ્યા છે ને માત્રને માત્ર લેપટોપ અને મોબાઈલથી લખવાનું અત્યારે ચાલું કર્યા છે તો એક એ એક સમસ્યા નો વિષય છે કે શું આનો વિચાર કરી શકાય તો હા ચોક્કસ જ આનો વિચાર કરી શકાય છે કેમકે આપણે નાનપણથી જોઈએ છીએ કે બાળકોને મૂળાક્ષરો શીખવવામાં આવે છે એને વ્યંજન અને સ્વર શીખવવામાં આવે છે એનો ક નો વળાંક શીખવામાં આવે છે ખ નો વળાંક શીખવવામાં આવે છે તો એ વળાંકમાંથી એ ચિત્ર પાડવાનું શીખે છે એ રંગોળી પૂરતાં શીખે છે સાથે સાથે એના જે હાથના લયો છે એ લયો પણ પાડતા શીખે છે એમના વળાંક સારા આવે છે એટલે બાળકોને નાનપણથી જ આપણે લખતા શીખવીએ છીએ બોલતા શીખવીએ છે એમ કહેવાય કે જે બાળક છે એ હંમેશા શરૂઆત લખવાથી જ કરે છે અને પછી એ બોલવાનું શરૂ કરે છે કદાચ તો બોલવાનું પહેલાં શરૂ કરતો હોય અને પછી લખવાનું આવતું હોય પણ લખવાનું શીખે પછી જ એ બોલે છે ને પછી જ એ મૂળાક્ષરોને ઓળખે છે તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે લોકો લેપટોપ અને મોબાઈલથી લખે છે પણ એ લખવામાં કંઈક સારું આવે છે ખરું કંઈ જોડણીની ભૂલો થાય છે ખરી તો હા હું કહીશ કે ચોક્કસ જ જોડણીની એટલી બધી ભૂલો થાય છે એ લોકો જોડાક્ષરોમાં ભૂલો કરે છે હૃસ્વ ઇ અને દીર્ઘ ઈમાં ભૂલો કરે અનુસ્વારમાં ભૂલો કરે છે કદાચ તો સ્ત્રીલિંગ પુલ્લિંગમાં બધું જ ભૂલો કરે છે તો આ બધું જ કદાચ આવ્યું છે આપણી ટેકનોલોજીના આવિષ્કારનાં કારણે કેમકે આપણે જોડણી વિષે આપણે ભૂલતાં જઈએ છીએ આપણી ભાષા વિષે ભૂલતાં જઈએ છીએ તો ખરેખર આ માટેનો ઉપાય શું છે તો લોકોએ લખવાનું ચાલું રાખવું જોઈએ વાંચવાનું ચાલું રાખવું જોઈએ જેનાથી એ લોકોને શીખવાનું મળશે કે આપણે જે ભૂલો કરી રહ્યા છીએ એ ભવિષ્યમાં ન થાય અને ભવિષ્યમાં પછી એવું ના આવી શકે કે લોકો તદ્દન લખવાનું ભૂલી જાય એટલે એ ટેકનોલોજીએ આપણને ઘણું બધું આપ્યું છે પણ એ ટેકનોલોજીનો ઉપયોગ આપણે સારા માટે ય કરવો જોઈએ પણ પછી એવું ના થવું જોઈએ કે જે આપણી પરંપરા લખવાની જે પરંપરા છે એ પરંપરામાંથી આપણે મુક્ત થઈ શકીએ એટલે આપણે હંમેશા લખવાનું જાળવી રાખવુ જોઈએ અને મૂળ આપણી જે ભાષા છે આપણી જે લિપિ છે એ લિપિમાં જ આપણે લખતાં રહેવું જોઈએ